ના હું રેડિયો સ્ટેશન અથવા એફએમ તો એટલું સાંભળતો નથી પણ હા એક ટીવી કાર્યક્રમ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હું દેખતો હતો પહેલાં અને એટલા માટે ગમતો હતો કારણ કે એમાં આખી ફેમેલી આખું પરિવાર સાથે બેસીને દેખી શકે અને એમેકો એમાં એમાં કોમેડી સારી હતી પહેલાં અને અત્યારે હું દેખતો નથી અત્યારે હું શિવ શક્તિ કરીને એક સિરિયલ છે ડે એ મ એ મને જોવી ગમે છે એમાં બી મને એટલા માટે જ કારણ કે આખી આખું પરિવાર સાથે બેસીને દેખી શકે અને સારું સારું શીખવા મળે છે એમાંથી સો એટલા માટે